મને જુદી જુદી મોસમ મોસમ આધારિત છોડ છોડ વાવવાનો મને બહુ જ શોખ છે ધારોકે મોસમ પ્રમાણે ઉનાળાની સિઝનમાં ચોમાસાની ચોમાસાની સિઝનમાં નાના નાના બધાં ફૂલ છોડ વાવવાની ખૂબજ ખૂબ જ મોટો શોખ છે ધારોકે જાસૂદ છે જાસૂદ છે ટગર છે રાતરાણી છે લીમડો છે લીમડો છે પીપળના પીપળ પીપળો છે એવા બધાં અમુક અમુક બધા ફૂલ છોડ વાવવાનો ખૂબ જ શોખ છે મને અને હું પણ વાવું છું એની કાળજી પણ રાખું છું મનીપ્લાન્ટ છે રાતરાણી છે ટગર છે ગુલાબ છે ગુલાબ રેડ ગુલાબ છે વાઇટ ગુલાબ છે વાઇટ ગુલાબ છે રેડ ગુલાબ છે બધી જાતના ખૂબ સરસ સરસ ગુલાબોના છોડ વાવવાનો ખૂબ જ શોખ છે મને

અને એની કાળજી પણ લઉં છું આ બધા ફૂલો છોડોમાં દરેક પ્રકારના જુદા જુદા

રાતરાણીનો રોપો છે ટગરનો રોપ છે જામફળીનો છોડ છે એ બધા છોડ ફૂલ છોડનો મને ખૂબ જ મોટો ઉપયોગી ઉપયોગ ઉપયોગ કરવા માટે ઑક્સીજન પ્રાપ્ત થાય એવા પણ બધા છોડો વાવવાનું મને ખૂબ જ શોખ છે ઑક્સીજન વાવવાના છોડો તે ઉનાળા માટે ખૂબ જ ઉપયોગી છે એ બધા છોડ મને બહુ જ ગમે છે એટલે હું એનું કાળજીપૂર્વક ધ્યાન રાખું છું એ બધા છોડને ખાતર પાણી ઓર્ગોનિક ખાતર પાણી બધું દેવાથી એ ફૂલ છોડની કાળજી ખૂબજ રાખવી પડે છે કારણ કે તેમાં કોઈ જીવાત કે ફંગસ કે ફંગસ એવી કોઈ વસ્તુઓ આવી ન જાય એનો ખૂબ જ ધ્યાન રાખવું જાસૂદનું છોડ છે જાસૂદના રોપા મેં પણ ત્રણ ચાર ત્રણ થી ચાર જાતના રોપા આવે છે એ એ પણ એવી રીતે જ એનું એનું ઑક્સીજન લેવલ પણ પૂરું પાડે એ માટે એના માટે પણ ખૂબ જ કાળજી લેવી પડે છે એના માટે પણ તેમાં રાસાયણિક ને ઓર્ગોનિક ખાતર ધારો કે એ ખાતરમાં તમે હળદરનું પાણી છે બધાં આ બધાં ફૂલ છોડના ઝાડવાંના બધા પાન છે એ પાંદડાંનો ઉપયોગ કરી કેળાંની છાલનું પાણી છે એ બધાનું ઉપયોગ કરી તમે તેમાં નાખો તો એનું એનું રિઝટ બહુ સારું મળે છે કારણ કે તે ઑક્સીજનપૂર્વક છે અને તે તે ફૂલ પણ સારા આપે છે ધારો કે લાલ લાલ જાસૂદ છે પીળા જાસૂદ છે વાઇટ જાસૂદ છે બધી જાતના જાસૂદોનો ઉપયોગ થાય છે એ ભગવાનને ખૂબ જ રીતે ચડે છે અને તેની કાળજી લેવામાં આવે છે ધારો કે ગુલાબ છે રેડ ગુલાબ વાઇટ ગુલાબ રેડ ગુલાબ વાઇટ ગુલાબ પીળા ગુલાબ પછી રેડ વાઇટ બ્લેક બ્લેક ની રેડ વાઇટ બધી જાતના ગુલાબો વવાય છે ચંપો વવાય છે પછી મોગરો વવાય છે મોગરો ચોમાસામાં રોપવામાં આવે છે કારણ કે ચોમાસામાં રોપો રોપવાથી એ રોપવાથી તે ખૂબ જ ઉપયોગી થાય છે ચોમાસામાં રોપવાથી તેનું તે પણ તેની કાળજી રાખવી પડે તેમાં ખાતર પાણી ખૂબ જ નાખવો પડે છે તેથી તે સરસ રીતે ઉછરી જાય છે અને બારમાસી પણ સરસ રીતે ઉછરે છે અને સરસ રીતે રહે છે એના માટે તેમાં કાળજી રાખવી પડે છે કે તેમાં ખાતર પાણી બધુ ટાઈમ પ્રમાણે નાખવું પડે છે ફંગસને નો આવે એનું ધ્યાન રાખવું પડે છે એટલા માટે તે તેના પર ખૂબ જ આધારિત હોય છે ધારો કે મોસમ પ્રમાણમાં કાળજી લેવી મોસમ પ્રમાણમાં ધારો કે આંબો વાવો તો આંબાની પણ માવજત કરવી પડે છે લીમડો વાવો તો લીમડાની પણ માવજત કરવી પડે છે ધારો કે જામફળી વાવો તો જામફળીની પણ માવજત કરવી પડે છે કારણ કે તેમાં એ છોડો વાવ્યાં હોય તો એ પ્રમાણે એ પ્રમાણે બારમાસી વાવી હોય ટગર વાવી હોય કે ચંપો વાવ્યો હોય ચંપાના ફૂલમાં પણ એ પ્રમાણે તેમાં ખાતર પાણી બધું નાખવું પડે છે અને તેમાં પણ જુદા જુદા પ્રકારના ચંપા થાય છે ધારો કે વાઇટ રેડ પર્પલ એવા જુદાં જુદાં પ્રકારના ચંપો થાય છે જે એ ચંપા માટે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તેમાં ટાઈમ પ્રમાણે ઓર્ગોનિક ખાતર નાખવો પડે છે ધારો કે એ ઓર્ગોનિક ખાતર મેં એ ઓર્ગોનિક ખાતર નાખવાથી નાખવાથી અને પાણી ટાઈમ ટુ ટાઈમ પાવાથી તેમાં ખૂબ જ તેમાં ખૂબજ એનો ગ્લો થાય છે અને તે સરસ થાય છે મનીપ્લાન્ટમાં પણ આ રીતે જ હોય છે મનીપ્લાન્ટમાં પણ થોડું થોડું ખાતર કરો માટી બદલાવો એ બધું કરો તો મનીપ્લાન્ટનો પણ ગ્રોથ સરસ થાય છે ધારો કે જાસૂદનો છોડ છે કાં તો પછી આંબો છે બારમાસી છે રાતરાણી છે એ બધા છોડોનો પણ

એટલો બધો ગ્લો આપે છે કે જેથી કરીને આપણને કોઈ જ જાતની કોઈ તકલીફ પડતી નથી શરુ શરુમાં તો થોડો છોડ રોપ્યો હોય ત્યારે મોટી મોટી તકલીફ પડે છે કારણ કે તેમાં તેની માવજત કરવી પડે છે તેને જે અમુક અમુક છોડ એવા હોય કે જે જે મોસમ પ્રમાણમાં ધારો કે કોકને તડકાને ધારો કે જાસૂદનો છોડ છે તેને ઑક્સીજન માટે તે શિયાળા પૂરતું છે ને એને તડકામાં રાખવો પડે છે એવું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડશે ગુલાબના છોડ છે ઉનાળામાં તમે વાવેલા હોય તો એને એને છાયાની જરૂર છે છાયામાં રાખવા પડે છે છાયામાં ન રાખો તે મુરઝાઈ જાય છે એટલા માટે એનું પણ ધ્યાન ખૂબ જ રાખવું પડે છે અમુક અમુક એવા છોડ છે કે જેથી કરીને એને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે મની પ્લાન્ટ છે મની પ્લાન્ટને તમે બહાર રાખો તો એ બળી જાય છે શિયાળાની અંદર એને થોડું સૂર્યપ્રકાશની પણ જરૂર પડે છે ઉનાળાની અંદર પણ એને છાયાની જરૂર પડે છે એ રીતે તેને અંદર બહાર કરવા પડે છે એમાં બધી માવજત કરવી પડે છે એમાં થોડું થોડું ખાતર નાખવું પડે અમુક દિવસે એની માટી ચેન્જ કરવી પડે છે અમુક મોસમ પ્રમાણમાં બધું જ કરવું પડે છે એ રીતે જુદી જુદી રીતે મને બધા જ છોડ વાવવાનું ખૂબ જ શોખ છે મને નારિયેળીનું છોડ વાવવાનો પણ બહુ જ મોટો શોખ છે અને હું નારિયેળીનો છોડ પણ વાવું છું કેળાં વાવું છું કેળ વાવું છું લીમડો વાવું છું એ બધાં જુદા જુદા બધાં જ જુદા જુદા પ્રકારના છોડ વાવ્યા છે એની ખૂબ જ મેં માવજત કરી છે લીમડાનું ઝાડ છે મીઠા લીમડાના પાન છે તે તેનું ઝાડ છે એના માટે એને બીજ વાવો તો તે કુંડામાં વાવી શકો છો અને વાવ્યાં પછી એનું ખૂબજ ધ્યાન રાખી અને અમુક અમુક દિવસે એની માટી ચેન્જ કરવી પડે છે અમુક અમુક દિવસે એના પછી સૂર્યમુખીનો છોડ છે ગલગોટાના છોડ છે બધાં જુદા જુદા પ્રકારના છોડ છે તેમાંથી બધી બહુ જ માવજત કરવી પડે છે ચોમાસાની ઋતુમાં ગલગોટાના છોડને સૂર્ય સૂર્યપ્રકાશના છોડને સૂર્ય સૂર્ય સૂર્યનારાયણના છોડને બધાં છોડને પણ તેમાં માવજત કરવી પડે છે ગલગોટા છે પીળા ગોટા છે રેડ ગોટા છે કેસરી ગોટા છે એ બધાં ગોટાને ચોમાસાની સિઝનમાં રોપવામાં આવે છે ચોમાસાની સિઝનમાં રોપ્યા પછી તેને બહાર રાખી શકતા નથી કારણ કે તેમાં ફંગસ આવવાની ખૂબ જ મોટી બીક લાગે છે અને તેની કાળજી લેવી તેને એવી જગ્યાએ રાખવામાં આવે છે કે જેથી કરીને તે ખૂબ જ જેથી કરીને તેને હવા ઉજાસે મળે પાણીએ મળી રહે અને એને ફંગસ નો આવે ફંગસ ન આવે એટલા માટે એમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર છે કેળાંના પાનના પાણી છે એ બધું પાણીને એ બધું નાખવાથી ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તેથી તેને ખૂબ જ મોટી ઉપયોગિતા થાય છે તેથી એ ફૂલ ભગવાનને પણ ચડે છે તેથી મોસમ પ્રમાણે બધાયનો પણ મોસમ પ્રમાણે બધા છોડની કાળજી લેવી પડે છે રાતરાણી છે જાસૂદ છે ચંપો છે ચમેલી છે મોગરો છે એવા બધા છોડનો પણ ઉપયોગ કરવામાં આવે છે તેથી તે બારમાસી છે વાઇટ જુદા જુદા કેટના ફૂલ છે પછી વાઇટ મોગરા છે ગલગોટા છે રેડ ગોટા છે બધી જાતના જાસૂદના છોડ છે કેળાંના પાન છે અન્ય જુદાં જુદાં પાનમાં હું મોસમ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે પીપળના પાન છે અમુક પાન એવા છે કે જેથી કરી પૂજામાં વપરાતા પાન પૂજામાં વપરાતા પણ છોડ છે પૂજામાં વપરાતા છોડનો પણ એવી રીતે માવજત કરવી પડે છે કારણ કે એ છોડ ઉનાળાની અંદર લંઘાઈ ન જાય અને શિયાળાની અંદર ઉનાળામાં એ મુરઝાઈ ન જાય અને શિયાળાની અંદર તે એને ફંગસ ન આવે એનું પણ ધ્યાન રાખવું પડે છે ઉનાળાની અંદરથી પૂજા પૂજામાં વપરાય છે એની પણ પૂજામાં વપરાતું એ છોડ છે એટલા માટે તેના માટે તેને એટલા માટે માટે એ ઉનાળાની ઉનાળાના મોસમમાં છે ને એને અંદર છાયાવાળી જગ્યામાં રાખવામાં આવે છે શિયાળાની અંદર એને એ તડકાવાળી જગ્યામાં રાખવામાં આવે છે જેથી કરીને પૂજામાં વપરાતી વસ્તુનું છોડ છે જેથી કરીને તે બહુ ખરાબ ન થઈ જાય એને ફંગસ ન આવે કોઈ જાતની એ છોડને પણ તકલીફ ન પડે એટલા માટે તેના માટે તે તેની કાળજી રાખવી પડે છે ધારો કે ગુલાબના છોડ છે તેને પણ ઉનાળાની અંદર તેને બહાર રખાતા નથી એને છાયાવાળી જગ્યામાં જ રાખવા પડે છે છાયાવાળી જગ્યામાં તમે ન રાખો અને તડકો અડે તે બળી જાય છે એટલા માટે તેનું પણ ધ્યાન રાખવું પડે છે દરેક ફૂલ છોડ હોય તેનું પણ એટલી જ માવજત કરવી પડે છે કે ફ્રૂટનું શોખ હોય કે ફ્રૂટનું છોડ હોય કે ગમે તેનો છોડ હોય પણ તેની કાળજી તો એટલી જ લેવી પડે છે કારણ કે અમુક સિજન પ્રમાણમાં ચોમાસાની સિઝનમાં એ પણ તેને ખૂબ જ બહાર રાખવાથી તે જાસૂદનું છોડ છે ગુલાબનું છોડ છે મોગરાનું છોડ છે કોઈપણ છોડ છે જે તે બહાર રાખવાથી તેમ તેને ફંગસ આવે છે ફંગસ આવે છે અને બગડી જાય છે ઉનાળાની અંદર એને રખાતો નથી બહાર અને શિયાળાની અંદર એની જુદી જુદી મોસમ આવે છે મોસમ દાંતે ખરું પણ આમ વસંતઋતુ આવે છે વસંતઋતુમાં અમુક અમુક પાનના ચંપાના પાન છે મોગરાના પાન છે અમુક અમુક ઋતુ પ્રમાણે એ પાનો બધા ખરી જતાં હોય અને નવા પણ આવતા હોય એટલા માટે સિજન સિજન પ્રમાણના જ ફ્રુટ સિજન સિજન પ્રમાણના જ વાવવામાં આવે છે સિજન પ્રમાણે તમે વાવો તો કોઈ જાતની કોઈ તકલીફ કે કોઈ જાતનું કાંઈ રહેતું નથી